નમસ્કાર મેં હમણાં જ એક કેબ બુક કરી તી હું એ કેબમાંથી ઉતર્યો ત્યાં ઉતર્યા બાદ મને જાણવા મળ્યું કે મારો મોબાઈલ એ કેબમાં જ ભુલાઈ ગયો છે તો એ ડ્રાઈવરનો મેં સંપર્ક કર્યો પણ તે ડ્રાઈવર કોલ રિસીવ કરતા નથી તો એના માટે મને તે ડ્રાઈવર ડ્રાઇવરનો પાસે સંપર્ક થાય તે માટે કાંઈ જણાવો અથવા તો એ એમાં હું આગળ શું કરી શકું તે મને જણાવો પરંતુ મારો મોબાઈલ તે ગાડીમાં રહી ગયેલો છે તેના મારી પાસે મોબાઈલ મોબાઈલ નંબર પણ છે તે ગાડીના નંબર પણ છે અને તે ગાડીના ભાઈનું નામ પણ છે તે બધી જ ઇન્ફોર્મેશન મારી પાસે છે હું તમને એ બધું જ પ્રોવાઈડ કરીશ તમે ખાલી મને એ જણાવો કે મારો મોબાઈલ જે જે ડ્રાઈવર હતા એ મારો અત્યારે કોલ રિસીવ નથી કરી રહ્યા એના માટે હું આ આ આ સમયે શું કરી શકું જેથી મારો મોબાઈલ મને પાછો મળી રહે એના માટે મને જણાવશો પ્લીઝ